ગુજરાતની સંસ્કૃતિ આપણે ગણીએ તો ઇતિહાસ અને ભૂગોળ દ્વારા પ્રભાવિત થયેલી છે એવું ગણવામાં આવે છે પણ સાચી જ વાત છે કે આપણા ઇતિહાસમાં જે ઝાંસીની રાણી છે મહારાણા પ્રતાપ છે એવાં બધાં શૂરવીરો થઈ ગયાં છે એ આપણી સંસ્કૃતિની સારી બાબત કહેવાય છે એવા ઘણાં રાજાઓ છે નેતાઓ છે પણ એ સારી એવું આપણા ભારત માટે ગુજરાત માટે કરી ગયેલાં છે એ સારી બાબત કહેવાય ઇતિહાસમાં એવું ગણવામાં આવે છે કે પહેલાંના રાજાઓ હતાં એ બીજા દેશ માટે પોતાના પોતાના રાજ્ય હતું તે બીજાના બીજું રાજ્ય લેવા માટે પણ લડાઇઓ કરી અને પોતે પોતાના રાજ્યને મોટું કરવામાં માંગતા હતાં એ સારું હતું એવા ઘણાં શૂરવીરો હતાં કે પોતાની પોતાના રાજ્યને બચાવા માટે પણ લડાઈ કરતા હતા અને એવું ગણવામાં આવતાં હતાં ગુજરાતની સંસ્કૃતિમાં એવું ગણવામાં આવે છે કે આતો ભારતની સંસ્કૃતિની તે વાત મેં વાત કરી છે ગુજરાતની સંસ્કૃતિની વાત કરવામાં આવે તો ઘણાં એવાં આપણા છે ગુજરાતનાં નેતાઓ છે કે આપણે નરેન્દ્ર મોદીજી છે એ પણ આપણા ભાર ગુજરાતનાં જ નેતા છે એ ઇતિહાસ નથી પણ અત્યારનું વર્તમાન છે એ આપણા વર્તમાનને પણ સારું એવું એનો ભાગ આપણે સારો એવો પ્રભાવ પડેલો છે એ આપણા ગુજરાત માટે પણ સારા એવું બલિદાન આપે છે ને સારા એવો આગળ ગુજરાતને આગળ વધારવા માટે પણ સારું એવું કરે છે ઇન્ડિયાને પણ વધારવા ભારતને પણ વધારવા માટે સારા એવા એના પ્રયત્નો છે નવી નવી શિક્ષણ પદ્ધતિઓ છે નવા નવા બધા નોકરી નોકરિયાત વર્ગો છે એ લોકો પણ સારા એવા પ્લાન માટે પણ ઇ લોકો રેડી કરે છે રોજી રોટી મળી રહે આખા ઈન્ડિયામાં એના માટે પણ તેના પ્રયત્નો પણ ચાલુ જ રહે છે એ રીતે આપણે ભૂગોળનું ગણીએ તો ભૂગોળમાં આપણે શું ગણવામાં આવતું કે કેવા બધા અલગ અલગ ટાઈપના હોય છે એવું ગણવામાં આવતું અને આપણા ઇતિહાસમાં એવું ગણવામાં આવતું કે ઇતિહાસના જે લોકો ઇતિહાસમાં જે લોકો આપણે ભણવામાં આવે આવતું કે ઇતિહાસમાં એવું હતું કે જે લોકોના પોતાના ધર્મનું ને એનું ગણવામાં આવતું જે લોકો આપણાં આપણે ઝાંસી વાલી રાણી હતી ઇ પોતાના દેશ માટે પોતાના રાજ્ય માટે સોરી પોતાના રાજ્ય માટે સારા એવા પોતે પોતાના રાજ્યને બચાવવા માટે પોતાનું જે રાજ્ય હતું એને બચાવવા માટે સારા એવા પ્રયત્ન કર્યા હતાં પોતાના બાળકને લઈને પણ લડાઈમાં ગયેલી હતી પણ એ આપણે આપણા ઇતિહાસમાં પણ સારા એવા લેખ ગણાય છે મહારાણા પ્રતાપે પણ સારું એવું એનું બલિદાન આપીને બલિદાન આપીને પણ આપણા એને પોતાના રાજ્યને બચાવેલું હતું એવા ઇતિહાસમાં ઘણા ખરા શૂરવીરો શૂરવીરો છે એ સારા પ્રયત્નો કરેલાં છે આપણે એવું ગણવામાં આવે છે અને એ લોકો આપણા ધર્મને પણ સન્માન ગણતાં હતા એવું ભણવામાં આવે છે